હલો હલો કેમ છો બેન કેમ છો બોલો બોલો

બરાબર બરાબર બરાબર બરાબર જુઓ બેન તમે તમારું મને સમજાવ્યું તેમ સચિન જેવા વિસ્તારમાં કામ કરો છો અને મેકેનિકલ એન્જિનિયર છો તો સ્વાભાવિક છે કે તમારા કામના કલાકો ઘણા વધારે રહેતા હશે બીજું કે તમે તમારા ઘરથી સચિન સુધી જાઓ એટલે જે આખો બધો રસ્તો તમે ઓળંગી ને જાઓ છો પાંડેસરાથી લઈને આગળ સચિન સુધી ભેસ્તાન સચિન સુધી તો આ બધા વિસ્તારમાં છે ને ખૂબ જ પોલ્યુશન છે કારખાનાઓના લીધે હવે દવાઓ તો ઘણી બધી છે આના માટે દવાઓ તો હું તમને આપી શકું જેનાથી તમારું તરત એક કલાકની અંદર માથું દુઃખતું બંધ થઈ જાય તમને તાકાત અનુભવાય પણ મારી તમને તમારા પારિવારિક ડોકટર તરીકે એક સાચી સલાહ એ છે કે આટલા બધા કામના કલાકો અને તમે મને ખબર છે કે તમને કામ પ્રત્યે ખૂબ જ લગાવ છે તો આના માટે એક સાચી સલાહ એ જ છે કે તમારે ત્રણથી ચાર દિવસ વરસાદનું વાતાવરણ છે માહોલ ખૂબ સારો છે તો ત્રણથી ચાર દિવસ સાપુતારા જેવાં એ કોઈ પર્યટક સ્થળની મુલાકાત લેવી જોઈએ ત્યાંની શુદ્ધ હવા તમારી કાર્યક્ષમતા વધારશે અને તમારા માથાના દુઃખાવા ને પણ ઘણું સારું લાગશે તો પહેલાં તમે આ કરી જુઓ પછી આપણે જરૂર લાગશે તો દવા કરીશું બરાબર તમે ત્યાં જઈને આવો ને એટલે મને મળજો ફોટા મોકલજો હોં ને બરાબર બરાબર બરાબર બરાબર તો મળીએ મળીએ આપણે હં ને હા બાય